બોરવેલ અથવા આરટેશ્યલ વેલ આ જમીન હેઠળથી તાજું પાણી ઉપાડવા માટે ખોદવામાં આવે છે આ બોરવેલ સજીવ પાણીના સ્ત્રોત તરીકે કાર્ય કરે છે અને પુરુષાર્થ પર આધાર રાખે છે નદી અને તળાવ ગામની નજીક તળાવ અને ખીણ હોય તો તે પાણીનો મુખ્ય સ્ત્રોત બની શકે છે આ પ્રકારના સ્ત્રોતો મોસમી છે અને ખાસ કરીને વરસાદી મોસમમાં પ્રવાહ વધે છે ઝરણી પૃથ્વીની ખાડા કે ગડબડીમાં નિકાસ પામે તો તાજું પાણી આ ઊંચા વિસ્તારોથી નીચે આવે છે અને વર્ષ દરમ્યાન સુલભ રહેતું હોય છે પાટા વાવણી માટેનું પાણી ભંડારવામાં આવે છે વરસાદી મોસમમાં પાણી ભરાય શકાય છે અને અમુક પ્રકારના પાટા લાંબા સમય માટે પાણી પૂરું પાડે છે ઘરેલું પાઇપ લાઇન નગર પાલિકા અથવા ગ્રામ પંચાયત દ્વારા નિયંત્રણમાં રહેતો પાણી પુરવઠો આ સર્વિસોનું ઉપલબ્ધ થવું તેમના જળવાયુ ઉત્પાદન વાપરવાની વિધિ અને સિઝનલ વર્તન પર આધાર રાખે છે નોંધવા જેવું છે કે લાંબા ગાળે આપ મેળે પાણી મળવું વસ્તી અને આર્થિક વિકાસ પર પણ આધાર રાખે છે